ગ્રામ્ય સમાજના યુવાનોએ ખેતીમાં નાનપણથી પોતાના બાપદાદાઓને ખેતી જોઈ કરતા જોતા આવ્યા છે તો તેઓ એ નાનપણથી જ નક્કી કરે છે કે તેમને પણ એ જ રાહ પર જવું છે અને એ એક જીવન રાહ નક્કી કરે છે પોતાના કરિયર તરીકે ખેતીને માને છે ખેતીમાં નવી નવી પદ્ધતિ નવી નવી પેદાશોનું નિર્માણ થાય છે જે ગ્રામ્ય સમાજના યુવાનો જોઈ રહ્યા છે અને એ જ ખેતીમાં તેઓ પોતાનું કરિયર બનાવી શકે છે એક જીવન રાહ નક્કી કરી શકે છે તેમ તેઓ વિચારે છે યુવાનો ખેતીમા કામમાં નવી નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે જેથી ખેતીમાંથી તેઓનું કરિયર એ સુડોળ બને છે અને સુરાહ પર જાય છે ખેતી માટે નવી નવી પદ્ધતિઓમાં હાલમાં ચાલી રહી મર્ચિન્ગ પદ્ધતિનો વધુ ઉપયોગ એ ગ્રામ્ય સમાજના લોકો કરી રહ્યાં છે મર્ચિન્ગ દ્વારા ખેતી કરવાથી જે નકામો કચરોનું તે નિંદણ કરવામાં આવે છે એ નિંદણ કરવાની જરૂર પડતી નથી જે તે પાક કે છોડ ઉગાડવામાં આવે છે તેની જ વૃદ્ધિ થાય છે અને કચરાની વૃદ્ધિ થતી નથી કારણ કે તેઓને મર્ચિન્ગ દ્વારા જે જે પ્લાસ્ટિક યુઝ કરવામાં આવે છે તેમાં અન્ય કચરાને પ્રકાશ મળતો સૂર્યનો પ્રકાશ મળતો નથી તેથી નિંદણની જે એ વ્યવસ્થા કરવામાં આવે છે તે વ્યવસ્થા તેમને સહેલી પડે છે અને નીંદણ કરવામાં આવતું નથી બીજું છે કે નવી પદ્ધતિઓમાં ગ્રીનહાઉસનો વધુ પડતો ઉપયોગ ગ્રામ્ય સમાજના લોકો કરી રહ્યાં છે ગ્રીન હાઉસમાં જે પાકો થાય છે એને વધુ સૂર્યપ્રકાશ મળે છે અને એ પાકમાં વૃદ્ધિ સારી જોવા મળે છે તેથી ગ્રામ્ય સમાજના લોકો એ નવી નવી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાં છે ખેતીમાં જે ઉપયોગમાં પાણી લેવાય છે હાલમાં પાણીની બચત થતી નથી અને પાકોને પૂરતું એવું પાણી મળતું નથી અને પાકોમાં પાણી મૂકવામાં આવે છે તો તે કેટલુંક વ્યર્થ જાય છે તો પાણીની બચત માટે ગ્રામ્ય સમાજના લોકોએ ફુવારા પદ્ધતિ ડ્રીપીંગ પદ્ધતિ જે યુનિક પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાં છે ખેતીમાં પોતાનું કરિયર બનાવવા માટે અને ભવિષ્યમાં પણ એવી જ ખેતી થાય એ જમીનનો બગાડ એ સેન્દ્રીય ખાતરથી તેનો જમીનનો બગાડ ન થાય તે માટે કુદરતી ખાતરનો ઉપયોગ કરી રહ્યાં છે અને કુદરતી ખાતરો પણ તેઓ પોતાના ખેતરોમાં બનાવી રહ્યા છે પોતાના ખેતરોમાં વોર્મિક કમ્પોસ્ટનો ઉત્પાદન કરી રહ્યા છે અને એ વોર્મિક કમ્પોસ્ટે પોતાના ખેતરોમાં ઉપયોગ કરી રહ્યાં છે એ વોર્મિક કમ્પોસ્ટના ખાતરે છે તે કુદરતી ખાતર છે તેનાથી જમીનનો બગાડ થતો નથી તેથી ભવિષ્યમાં પણ કૃષિની આ દોર ચાલી રહે અને તેમના કરિયર પછી તેમની પેઢીઓનું કરિયર અને જીવન રાહ પણ એ જ ખેતી પર ચાલે તે માટે ગ્રામ્ય સમાજના લોકો આ રીતની નવી નવી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાં છે ખેતીમાં અવનવી પધ્ધ તિઓ તેઓ જોઈ રહ્યા છે એગ્રીકલ્ચરમાં જે નોલેજ લઈને આવેલા ગામડાના યુવાનો એ પોતીના પોતાના બળે ખેતીમાં જઈ રહ્યાં છે